બેટા તારે બેંકમાંથી જો નાણાં ઉપાડવાં હોય તો સૌપ્રથમ તો તને કઈ બેન્કમાં જવાનું છે એની બ્રાન્ચ ક્યાં છે તે ખબર હોવી જોઈએ એ બેન્કની પાસબુક અને ચેકબુક હોય તો તે લઈને તારે જવાનું હોય છે અને ત્યાં ગયા પછી ચેક લખીને અથવા તો પછી જો ચેક બુક ના હોય તો પાસબુક અને એની સાથે એક વિધડ્રોઅલ ફોરમ આવે છે તો બેન્કનું વિધડ્રોઅલ ફોમ લેવાનું અને તે ભરવાનું અને એ પછી એક ટોકન આપતા હોય છે ક્લાર્ક બેન્કના તો એ તારે લેવાનું અને તારો નંબર આવે ત્યાં સુધી તારે રાહ જોવાની અને જ્યારે તારો નંબર આવશે ત્યારે એનાઉન્સમેન્ટ થશે નંબરનું તો તારે જવાનું અને એ વીડ્રોઅલ ફોમ અથવા ચેક જે તારી પાસે હોય તું લઈને ગયો હોય તો એ અને પાસબુક આપી દેવાના એટલે જે તને કેસીયર હશે એ પૈસા તે લખ્યા હશે તે પૈસા આપશે અને પાસબુકમાં એન્ટ્રી કરી આપશે હવે એ જ્યારે કેસીયર તને જ્યારે પાછું આપે ત્યારે તારે ખાસ ત્યાં કાઉન્ટર પર ઊભા ઊભા પૈસા ગણી લેવાના કે જે તે ઉપાડ્યા હતા એ જ પૈસા એણે આપ્યા છે અને પાસબુકમાં જે એન્ટ્રી કરી છે તે પણ ચકાસી લેવાની કે મેં જેટલા પૈસા ઉપાડ્યા છે એટલા જ પાસબુકમાં એન્ટર થયા છે તો આ રીતે તારે બેન્કમાં જઈને આ વ્યવહાર કરવાનો હોય છે અને છતાં જો તને કંઈ તકલીફ હોય તો મારો આ મોબાઈલ નંબર છે એના નંબર ઉપર તું ડાયલ કરીને મારી એડવાઇસ લઈ શકે છે